હલો હં તમે તમે મધરડેરીમાંથી બોલો છો હં મારે ઘરે પ્રોગ્રામ છે લગ્ન પ્રસંગનો તો મને દૂધ જોઈએ છે મોટા જથ્થામાં તો અં તમારા દૂધનો ભાવ કેટલો છે આટલા બધા લિટરના ત્રીસ રૂપિયા ના ના થોડું ઓછું કરો ને થોડુંક તો ઓછું કરો અમને પચીસ ત્રીસ લિટર જેવું જોઈશે અં ત્રણ દિવસ હં હં હ પણ ભાવ તો તમે કેહવો હાં સારું

હં હં સારું